જાણીતી ફિલ્મ અને ગમતી ફિલ્મ તો ઘણી બધી છે મુગલે આઝમ છે પછી રામૈયા વસ્તાવૈયા છે પછી મેરા નામ જોકર છે અમર અકબર એન્થની છે પછી નવામાં જોઈએ તો હમણાં જ રીલીઝ થઈ સ્ત્રી છે પછી ગુજરાતી મૂવીમાં વાત કરું તો હેલારો છે પછી વેનીલા આઈસક્રીમ છે કસુંબો છે પહેલ પછી બીજી વાત કરું તો વિઠ્ઠલ તીડી છે પછી માં બાપને ભુલશો નહીં બહુ ગુજરાતી ફિલ્મ છે અર્બન ગુજરાતી ન કહી શકાય પણ ગ્રામીણ ગુજરાતી કહી શકાય એવી ફિલ્મ છે પછી એવા ઘણા બધા ફિલ્મો આપણે જોઈએ તો ઘણી બધી ફિલ્મો છે અને આ ગમતી ફિલ્મો છે આપણે નામ તો જે કહેવાય ને કે આપણે કદાચ હૈયે હોય પણ હોઠે ના આવે એના જેવી વાત છે અને એની વાત કરું તો જો અમર અકબર એન્થોનીમાં કલાકાર એટલે કે આપણા અત્યારે સુપ્રસિધ્ધ અને આપણા એજેડ કલાકાર અત્યારે કામ કરતાં હોય ને વર્કેબલ એવા અમિતાભ બચ્ચન એની એક્ટિંગ એમાં મને ખૂબ જ ગમી હતી એમાં તે પોતે પારસીનો રોલ કરે છે બહુ જબરદસ્ત રોલ કરે છે પણ અને સાથે સાથે એમાં બીજા ઘણા બધા સાથી કલા કલાકરો છે એની પણ એક્ટિંગ સારી હતી એમાં એનું પાત્ર મને અમિતાભ બચ્ચનનું ખૂબ ગમ્યું તું અત્યારે સ્ત્રીની વાત કરું હમણાં રીલીઝ થયું છે નવું નવું મૂવી એમાં રાજકુમાર રાવ એની પણ એક્ટિંગ બહુ જ ખૂબ જ જોરદાર હતી પણ એમાં બીજા સાથી કલાકારો એની પણ સારી હતી એમાં અત્યારે બોલીવુડમાં મને ગમતો એવો હીરો નવાઝુઉદ્દીન સિદ્દીકી એની વાત કરું તો એની વેબ સીરિઝ સિક્રેટ ગેમ બહુ જોરદાર આખી વેબ સીરિઝ બનાવી એની એક્ટિંગ એટલે એક્ટિંગ એના કલા એ કલાકારની વાત કરું તો બહુ સ્ટ્રગલ કરીને એ વ્યક્તિ આગળ આવેલો છે એટલે આપણને એમ થાય કે ઈ વ્યક્તિની જે મહેનત એની લગન એ એક્ટિંગ પ્રત્યેની એ વસ્તુ જોઈને મને કલાકાર એટલો ગમે છે ને હા આપણા ગુજરાતી કલાકાર એવા પરેશ રાવલ એ પણ ઘણા બધા મૂવીમાં કામ કરે છે એનું એક મૂવી હેરાફેરી ખૂબ કોમેડી મૂવી તમને એમ જ થાય કે આ મૂવી આવે એટલે દસ પંદર વીસ વાર જોઈ જ નાખી એવું કોમેડી મૂવી એમાં એની કોમેડી એના કોમેડી એવા દાંત એના ચશ્મા આહાહા શું વાત છે બસ એ પણ બહુ જોરદાર મૂવી છે પરેશ રાવલ આપણા હિન્દી મૂવીના તો ઠીક છે પણ ગુજરાતી મૂવીમાં એટલા સુપ્રસિદ્ધ છે એના નાટકો એટલા સુપ્રસિદ્ધ છે એટલે આપણને જોવા ગમે આપણા દિલમાં રહીને અહીંયા એમ થાય કે આ વસ્તુ આપણે ભજવીએ એને જોઈને ઇન્સ્પાયર થવાનું મન થાય તો આ બધા આપણી મારી ગમતી મૂવી છે અને આ બધા મારા ગમતા કલાકારો છે